મારા હાલ જે ગાર્ડન છે એની અંદર મેં ઘણા બધા છોડ વાવ્યા છે અને ફૂલની જો વાત કરીએ તો મને ફૂલમાં ગુલાબ ગમે છે ગલગોટા ગમે છે બારમાસી ગમે છે મોગરા ગમે છે બધા જ છોડ બધા ફૂલના જે છોડ છે એ મેં મારા ગાર્ડનમાં વાવ્યા છે મારું ગાર્ડન ખૂબ જ સુંદર દેખાય છે જ્યારે પણ આ બધા અલગ અલગ રંગબેરંગી ફૂલના જે દૃશ્યો જોવા મળતા હોય છે જ્યારે પણ તમે ગાર્ડનમાં બેઠા હોવ છો તો બધા અલગ અલગ દૃશ્ય તમને અલગ અલગ રંગબેરંગી જે કુદરતી રંગ છે તે જોવા મળતો હોય છે સાથે ગુલાબની વાત કરું તો ગુલાબમાંથી ખૂબ જ સુંદર અને સરસ મજાની સુગંધ આવતી હોય છે મોગરાની વાત કરું તો મોગરો બધાને જ ગમતો હોય છે મોગરામાંથી ઘણી સારી એવી સુગંધ આવતી હોય છે તો જે આ બધા ફૂલો છે એ હું રોજ જ એને તોડું પણ છું અને મારા મંદિરમાં ભગવાનને પણ ચઢાઉં છું કારણ કે મારા મારા જ બગીચામાંથી જે ફૂલ ઉગતા હોય છે એ જ બગીચાના ફૂલ મારા ભગવાનને પણ ચડાઉં છું સાથે સાથે મારી પાસે જે બારમાસી છે તો બારમાસી એવી છે કે અલગ અલગ કલરની મેં લાવી છે જે નર્સરીમાંથી અમે લાવીએ છીએ તો અલગ અલગ કલરની બારમાસી છે જે આમ તમને જોવા નથી મળતી પરંતુ એ ગાર્ડનમાં મુકવાથી ખૂબ જ સુંદર લાગે છે સાથે ગલગોટાની વાત કરું તો ગલગોટો તો કોઈ પણ પ્રસંગ હોય ગલગોટોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છે ભગવાનની પૂજા હોય કે દરવાજા પર લગાડવાનું હોય તોરણ બાંધવાનું હોય કે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ શુભકામ હોય તો આપણે ગલગોટા અને આસોપાલવનો યુઝ આપણે વપરાશ કરીને માટે તોરણ બાંધીને આપણે ઘર સજાવતા હોય છે તો એટલે જ આપણે જેવી રીતના આપણે ઘર આ બધા ફૂલોથી સજાવીએ તેવી જ રીતના મેં મારા ગાર્ડનને આ ફૂલોથી સજાવ્યું છે અને ખૂબ જ સુંદર મજાના બહુ જ બધા મેં ઓફિસ ટાઈમ એક મારું ફૂલ છે નાના નાના આવતા હોય છે ઓફિસ ટાઈમ કરીને એનું નામ છે એ ફૂલનું જ નામ ઓફિસ ટાઈમ છે તે મેં ઘણા બધા રોપ્યા છે મારા ગાર્ડનમાં તેથી એના પણ અલગ અલગ કલર આવે છે વાઈટ આવે છે લાલ આવે છે પીળો આવે છે તો ઘણા બધા રંગબેરંગી એના પણ ફોલ આવે છે તો એ પણ ખૂબ જ સુંદર આવે છે તેવી જ રીતના ફૂલો મને વાવવા ગમે છે